હા હું અલગ અલગ જૂથો જોડે રનિંગ કરવા ગયો હતો ત્યારે મને સારો અનુભવ થયો હતો અને અત્યારે પણ મને ખૂબ જ આનંદ થાય છે કે રનિંગ માટે ક્લબમાં જયા ગયા પછી ત્યાં વિવિધ જો લોકો જોડે રનિંગ કરવાથી આપણું પણ સારું ઈમ્પ્રુવમેન્ટ થતું હોય છે અને રનિંગમાં પણ સારું પ્રગતિ જોવા મળતી હોય છે અને આપણું આપણી શક્તિ કેટલી છે તે પણ ચકાસણી થઈ શકતી હોય છે અને અન્ય વિદ્યાર્થીઓ જોડે રનિંગ કરવાથી પણ આપણુ ઘણું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળતું હોય છે અને તે ક્ષેત્રમાં સારું પ્રગતિ થતી હોય છે માટે આપણે અલગ અલગ જૂથ જોડે અને રનિંગ ક્લબમાં ખરેખર જોડાવવું જોઈએ જેથી કરીને એની અંદર સરસ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે માટે અલગ અલગ જૂથમાં જોડાવવું એ બહુ સરસ વાત છે માટે હું તો એમ જ કહીશ કે જોડાવવું તો જોઈએ જ અને જવું જ જોઈએ